મારા ઘરે પ્રસંગ હોવાથી મેં એક કુર્તી મંગાવી હતી આ કુર્તીમાં એક દુપટ્ટો અને લેંઘો આ ત્રણ વસ્તુ આવી હતી લેંઘાની વાત કરવામાં આવે તો લેંઘાનું બંને બાજુ સરસ મજાના ખિસ્સા અને પગની નીચે સરસ મજાની ડિજાઈન દોરેલી હતી અને લેંઘો સારી રીતે ફિટીંગમાં આવે તે પ્રમાણનો હતો અને દુપટ્ટાની વાત કરવામાં આવે તો દુપટ્ટો એ પણ સારો લાંબો હતો અને કોઈ પણ ચણિયા ચોળી સાથે તેને લેવામાં આવે તો તે સરસ રીતે જોઇન થઈ જાય એ પ્રકારનો હતો અને જો કુર્તીની વાત કરવામાં આવે તો કુર્તી કૂણિયા બાંયની હતી અને તે ખૂબ જ સરસ રીતે એ ફિટીંગમાં આવી જાય તે પ્રકારની હતી અને તેની ડિજાઇન પણ ખૂબ જ મસ્ત મજાની હતી ગળાના ભાગની અંદર પણ ડિજાઈન હતી અને પાછળ ગોળ ગળું તેમજ પાછળની ભાગે પણ તેમાં ડિજાઈન આવેલી હતી અને આ કુર્તીને ધોવાથી તેમાં કોઈ પણ પ્રકારનું નુકસાન થતું ન હતું તેની ગુણવત્તા અને તેનું કાપડ એટલું એકદમ સરસ રીતે મુલાયમ હોય તેવું જ હતું અને આવી બધી વસ્તુઓ જોઈ પણ આવી કુર્તી મેં ને પહેલીવાર જ જોઈ